મહેસાણા જિલ્લામાં આબોહવા એ દરેક ઋતુ અનુસાર બદલાતી જતી જોવા મળે છે લોકોના રોજિંદા જીવન પર ઋતુઓ ઘણી ખરી રીતે અસર કરતી હોય છે જેમ કે શિયાળો તો શિયાળામાં આબોહવા ઠંડી હોય છે તો લોકો તેમનું ઘણું ખરું કામ ઘરમાં રહીને જ કરી લેતા હોય છે પછી ઉનાળો તો ઉનાળામાં આબોહવા ગરમ હોય છે તો લોકો બહાર ફરવા વધારે જતા હોય છે અને લોકો ઠંડા પીણાનો પણ વધારે પ્રમાણમાં ઉપયોગ કરતા હોય છે આના પછી જોવા જઇએ તો ચોમાસાની ઋતુ તો ચોમાસાની ઋતુમાં લોકો ખેતરમાં ખેતી વધારે કરતા હોય છે જેથી કરીને તેમને ઉગાડેલા પાકને સારી એવી સિંચાઇ મળી રહે આમ ઋતુ અનુસાર લોકોના રોજિંદા જીવનમાં પણ ઘણી ખરી અસર જોવા મટી મળતી હોય છે